હા બોલો

જગ્યાઓ તો અત્યારે બધી સારી છે અને પેકેજીસમાં એક ગોવાનું ચાલે છે જેમાં ચાર દિવસ ત્રણ રાત છે જેનો ભાવ છે પાંચ હજાર વ્યક્તિ દીઠ જેમાં તમારે સાઇટ સીન બધું આવી જાય રોજનો નાસ્તો આવી જાય પછી એક દિવસ નોર્થ ગોવા ટુર થાય એક દિવસ સાઉથ ગોવા ટુર થાય એરપોટ ને રેલવે સ્ટેશનનું પીકઅપ ડ્રોપ થાય પછી બીજું છે એક શિમલા મનાલીનું જેમાં છ દિવસ પાંચ રાત છે જેનો ભાવ છે વ્યક્તિ દીઠ અગિયાર હજાર એમાં બી સેમ જ છે થ્રી સ્ટાર તમને હોટલ મળશે પાંચ બ્રેકફાસ્ટ પાંચ ડિનર અને સાઇટ સીન ને એ બધું આવશે બીજું એક કેરળનો છે જેમાં સાત દિવસ છે અને છ નાઈટ એનો છે પ્રાઇસ પંદર હજાર વ્યક્તિ દીઠ એમાં બી સેમ આવી જશે થ્રી સ્ટાર હોટલ કે રિસોટ જે ત્યાં અવેલેબલ હોય એ પછી છે સેમ પીકઅપ ડ્રોપની સુવિધા છે પછી એક બીજું ઉજ્જૈનનું ચાલે છે જે ત્રણ દિવસ બે રાતનું છે એનું બી સેમ ગોવા જેવું જ છે પાંચ હજાર વ્યક્તિ દીઠ અને થ્રી સ્ટાર હોટલમાં બ્રેકફાસ્ટ ને એ પછી જે ત્યાં આગળ મંદિર છે મહાકાલેશ્વર કાળભૈરવ ત્યાં આગળ બધું જ જોવા લઈ જાય ગ્રુપનું છે એક બીજું છે એ જમનું ચાલે છે એમાં આઠ દિવસ ને સાત રાત છે એનો ભાવ છે પંદર હજાર નવસો નવ્વાણું વ્યક્તિ દીઠ તેની બે રાત્રિ બારકોટ તમને લઈ જશે બે રાત્રિ ઉત્તરકાશી એક રાત્રિ ગુપ્તકાશી એક રાત કેદારનાથ રોકાવાનું અને એક રાત બદ્રીનાથ અને પછી હરિદ્વાર ઋષિકેશ

એ તો હોટલ ઉપર હોય અમે જે ત્યાંની જે હોટલ બુક કરે થ્રી સ્ટારની તેમાં બ્રેકફાસ્ટ ઇન્કલુડ કરી દઈએ અને ડિનર હોય જે તમને રાતે સાઇટ સીન ને બધું ફરીને પાછા આવીએ ત્યાં આગળ કોઈ જે સારી હોટલ કે એવું હોય ત્યાં તમને લંચ રાખ્યો હોય અને બ્રેકફાસ્ટનું તો હોટલની જોડે જ ઇંકલુંડ હોય એટલે ત્યાં આગળ બધું અલગ અલગ જાતનું ફ્રૂટ્સ હોય પછી નાસ્તામાં પૌંઆ બટેકા હોય ઇડલી સંભાર એવું બધુ અલગ અલગ હોય હાં ના ના એ બધાનું અલગ અલગ હોય જે લોકો વેજીટેરિયન હોય એમનું અલગ હોય અને જે નોન વેજ હોય એમનું અલગ હોય ને બંને ભેગું તો નથી રાખતા ગ્રુપ અલગ અલગ જ હોય છે બધાના હાં ઓકે હમ હમ હા

સવારના દસ વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી ઓફિસ ઓપન હોય છે તમારો આ નંબર હોય તો હું તમને એના બધા બ્રોશર અને એડ્રેસ ને એ મોકલી આપું તો તમે રૂબરૂ આવીને મળી શકો છો ને જો તમે ગ્રુપમાં હા અને જો તમે વધારે ગ્રૂપનું કરતા હોય તો તમને થોડું ડિસ્કાઉન્ટ ને એવું બી મળી જશે એમાં હા હા હા તો તમને ડિસ્કાઉન્ટ એવું હા હાં વાંધો નહીં ઓકે